હેલો મારે જણાવવાનું છે કે મારી પાસપોર્ટની વેલીડિટી પતી ગઈ છે અને તેથી મારે એને રિન્યૂ કરાવવાના છે તો તમે મારી એપોમેન્ટ નક્કી કરશો મારે આગામી દિવસોમાં વેકેસન માટે મારે ફ્રેન્ડ મારા મિત્રો સાથે જવાનું છે ને તેમાં મારી મેં જોયું તો મારી પાસપોર્ટની વેલીડીટી જ પતી ગયેલી છે તો હવે મને તમે અર્જન્ટમાં કરી આપો તો સારું કારણ કે તે પછી મારો એક મારા પરિવાર સાથેનો પણ પોગ્રામ છે તો તમે જેટલી જલ્દી મને કરી આપો રિન્યૂ અને તમારી મહેરબાની અને એ રિન્યૂ કરાવા માટે મારે કઈ પ્રકારના કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે કયા કઈ કઈ કઈ વસ્તુ જોઈએ આધાર કાર્ડ કે આઈડેડેન્ટી આઈડી કાર્ડ કે જે કંઈ પણ જોઈએ તે તમે મને વિગત આપી દો તો હું તે પ્રમાણે એને બધા ડોક્યુમેન્ટ્સ લઈ આવીશ એમ તમે મારી એપોમેન્ટ ક્યારે ક્યારે ફિક્સ કરો છો ટાઈમ શું છે તે તમે મને કહી દો તમે બેટર છે કે તમે કાલનું રાખો કેમ કે કાલે હું ફ્રી છું બાકી મારે પરમ દિવસે ફરી કામ છે અને મારે જલ્દી જવાનું છે તો તમે કાલનું રાખી શકો